જી આપ કૅબના ડ્રાઇવર બોલો છો મનસુખભાઈ જી મનસુખભાઇ અમારે તારીખ ત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ દ્વારકા પોરબંદર સોમનાથ અને જુનાગઢ જવાનું છે તો એના માટે તમે મને કહો કે તમારી કૅબ કેટલા વાગ્યે આવશે અને કેટલા વાગ્યે ઉપડશે અચ્છા અમારે જવાનો સમય રાત્રે નવ વાગ્યાનો છે અને પહોંચવાનો સમય સવારે ચાર વાગ્યાનો છે ચારથી પાંચનો છે અને એ સમયે તમે ત્યાં ઉતારી આપશો અને મારું ઘર જે છે એ હળવદમાં ધરતીનગર સોસાયટીમાં આવેલું છે એકાણું નંબરનું મકાન છે અને ધ્રાંગધ્રા બાયપાસ રોડ આઇ ઓ સી પેટ્રોલ પંપની સામે અને જનતા ફૂડ મૉલની પાછળ આવેલું છે તો કૃપા તમે આ એડ્રેસ ઉપર આવી અને અમને બધા જ લોકોને રિસિવ કરી લેશો આભાર